સુરત જિલ્લાનો ઈતિહાસ પૂછો છો તમે સુરત જિલ્લાના ઈતિહાસ કરતાં સુરત ખૂબ મોટું શહેર હતું અને એનો ઈતિહાસ પણ એના જેટલો જ ઘણો વિશાળ અને ઘણો મોટો હતો સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો એમાં અનેક વસ્તુઓ પ્રખ્યાત હતી જેમકે હીરા હીરાનું આ વખતે લોકો માને કે એ જોબ નથી સારી એ કામ નથી સારું પણ પ્રાચીન કાળમાં એ વસ્તુ ખૂબ જ પ્રખ્યાત હતી લોકોને એ હીરા ક્યાં ક્યાંથી મંગાવવા પડતા હતા અને ન મળવા છતાં એ લોકો સુરતથી એ વસ્તુ મંગાવતા હતાં સુરતના હીરા એટલે જ તો નામ પડ્યું હતું કે સુરત ઇસ ધ ડાયમંડ સિટી અરે ડાયમંડ સિટીનું તો જાણો છો ને હા મારું સુરત હું સુરતમાં જ રહી છું અને તમે તમને ખબર હશે કે ભારત પર બ્રિટિશર્સોએ રાજ કર્યું હતું અને એ લોકો ક્યાંથી આવ્યા એ તમને ખબર છે તો હું જણાવું કે એ લોકો સુરતમાં એક નાનકડી જગ્યા હતી એક નાનકડો ચોક હતો ત્યાંથી એ લોકો એન્ટર થયા હતા પેલું કહેવાય ને કે બ્રિટીશર્સે પહેલો પગ ઈન્ડિયામાં ક્યાં મૂક્યો તો એ સુરતમાં મૂક્યો હતો એમણે ઘણા ફેરફારો કર્યા હતા ઘણી જગ્યાએ એમનું સંશોધન કર્યું હતું ઘણી જગ્યાએ એમણે અમારા કાર્યો બદલી દીધા હતા અરે ઘણા ઘણા એરિયાનું નામ પણ બ્રિટીશર્સનાં નામે છે જેમકે હું જ જે એરિયામાં રહું છું એનું નામ જહાંગીરપુરા છે તો ઓલમોસ્ટ જહાંગીર નામના વ્યક્તિ પરથી જ એ મારા શહેરનું નામ પડયું છે પણ એ વખતનો ડાયમંડનો બિઝનેસ અને આ વખતનો બિઝનેસ પણ ઘણો પ્રખ્યાત છે આજે પણ એટલું જ વિકસિત છે સુરત ડાયમંડનાં બિઝનેસમાં જેટલું પ્રાચીનકાળમાં હતું અને પેલું કહે ને કે બધા હીરા બધી જગ્યાએ નથી મળતા પણ હા નવ હીરા તો તમને બહાર મળી જશે પણ દસમો જે હીરો તમને જોઈતો હશે ને એ તમને સુરતમાંથી મળશે કાં તો પછી તમે એવું કહી શકો એવું જાણી શકો કે સુરતના હીરા એટલે દેશ વિદેશના પ્રખ્યાત હીરા અને ઘણા એવા લોકો છે જે લોકોને હીરા ઘસવાની નોકરી મળે છે ને તો તો એ એ નોકરીને નાની ગણે છે પણ હું ના ગણી શકું એને નાની કારણ કે હું એ વાતનો ગર્વ કરું છું હું એ વાતને અભિમાન માનું છું કે મારું સુરત હું જે સુરતમાં રહું છું જે ખૂબ મોટું શહેર છે અને એ એક પ્રખ્યાત નામે ઓળખાય છે ને તો એ છે જહાંગીરપુરા એ સુરત જે ડાયમંડ સિટીના નામે ઓળખાય છે માનું છું મારા ઘણા વિસ્તારોનું નામ મારે બદલવું લાગે છે મને એ વિસ્તારનું નામ નથી ગમતું કારણકે હું રહી સુરતની અને મને સુરતના નામો જ ગમે સુરતની ખાણી પીણીની વાત કરું ને તો મજા પડી જાય અરે ઐતિહાસિકની વાતો કરતી હતી ને તો ખ્યાતિ ખ્યાતનામમાં જો હસ્તી હોય તો મને રુચિ છે ત્યાં સુધી ડાયમંડની રુચિ છે હું આટલું જ કહી શકીશ આના વિશે